ગાયન છે એ મારી ફેવરેટ હોબી છે પણ મેં ગાયન શીખેલું નથી પણ મેં નાનપણ નાની હતી ત્યારથી મને ગાવાનું ખૂબ શોખ હતો તો મેં ટીવી અને મોબાઈલ દ્વારા જ પ્રેરણા લીધેલી છે તો આમ તો મારા ગુરુ છે તે ટીવી ટીવી જ કહેવાય કેમ કે મેં એની તેમાંથી ટીવીમાંથી સાંભળી સાંભળીને જ મેં ગાતા શીખી બી છું ગાયન શીખવું ખૂબ જીવનમાં જરૂરી છે અને જો એ કોઈ સારો શિક્ષક જો મળી જાય આપણને તો આપણે ગાયન સાહિત્ય એમની પાસેથી શીખી શકી છીએ પણ મેં ગાયન શીખેલ નથી એટલે મને એનું કોઈ બહુ અનુભવ છે નહીં અને મેં ટીવીમાંથી જોઈ જોઈને ગાઉં છું ગાયન